હા મને મારા જીવનની પાંચ યાદગાર તારીખો યાદ છે જે છે ઓગણીસ બે બે હજાર બાવીસ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ દસ દસ બે હજાર સત્તર તેર ચાર બે હજાર એકવીસ અને ત્રીસ નવ ઓગણીસો ઈકોતેર